ગુજરાતમાં લોકોને સ્વાસ્થ્ય સંભાળ મેળવતી વખતે સામનો તો કરવો જ પડે છે ઘણી વાર આપણને હાર્ટ અટેક આવી ગયો હોય ઘરમાં અને એકસો આઠનો નંબર આપણે લગાવીએ પણ જલ્દી ટ્રાફિકની હિસાબે એંબ્યુલન્સ જલ્દી આવતી નહિ હોય તો પેશન્ટ હોસ્પિટલમાં જાય તે પહેલાં ઘણી વાર તો આપણને ઘણો ઘણો સામનો કરવો પડતો હોય છે બીજા દેશની કન્ટ્રીઓમાં આટલી તકલીફ નથી પડતી એ લોકો તરત જ ફોન આવે આપણે કરીએ કે ઇમરજન્સીમાં તરત જ એંબ્યૂલન્સ સાથે ડૉક્ટર આવી જાય છે ઘરે આપણા દેશમાં ઘણી વાર એવી તકલીફ પડે છે આપણને કે જલ્દી ડૉક્ટરો નથી આવતા અને પેશન્ટોને ઘણો સામનો કરવો પડે છે અને ઘણી વાર આપણે હોસ્પિટલમાં જઈએ તો વેટિંગમાં આપણે હોઈએ છીએ ડૉક્ટરો જલ્દી આવતા નહિ હોય અને ઘણી વાર તો આપણે ઇમરજન્સીમાં જઈએ તો આપણને એડવાંન્સ પહેલાં ભરવું પડે અમુક પ્રોસીજરમાં એટલી બધી લાંબી લાઈનો હોય કે આપણે પેશન્ટ તડપતું હોય અને આપણે એમને જોયા કરવા પડે અને ઘણા પ્રોસીજરોમાંથી આપણને મુક્તિ મળતી નથી એડવાંન્સના પૈસા આપણે ગમે ત્યાંથી ભેગા કરીને લઈ જવા પડે એડવાંન્સ જ્યાં સુધી તમે આપો નહિ ત્યાં સુધી પેશન્ટને એ લોકો એડમિટ નથી કરતા એટલે ઘણી ઘણી આપણે તકલીફ પડે છે ગુજરાતમાં લોકોને સ્વાસ્થ્ય માટેની કે જે એની કંપેરમાં દેશ ઘણા દેશમાં ઘણો બધો સારો તકલીફ નથી પડતી પેશન્ટોને અને આટલી મુશ્કેલીનો ખાસ સામનો નથી કરવો પડતો એટલે ટેક્નોલોજી ઘણી આગળ છે હું કહુ આપણા કરતા આપણને થોડીક તકલીફ તો પડે જ છે પણ હવે આપડે ગુજરાતમાં રહેવાનું અને એનો સામનો તો કરવો જ પડશે એની માટે આપણને મુશ્કેલીઓ પડે છે એટલે ઘણા તેટલા બધા પૂઅર એના રસ્તા બી એટલા ખરાબ હોય છે કે એંબ્યુલન્સને જતાં મુખ્યત્વે ટ્રાફિક અને રસ્તાઓ ખરાબ હોય છે એટલે પેશન્ટ પહોંચતા પહોંચતા ઘણી વાર પેશન્ટને ખૂબ જ તકલીફ પડે છે